એક સારા નૃત્યકાર કરતા એક મહાન નૃત્યકાર તમારા મતે કેવી રીતે અલગ હોય છે હું એવું માનું છું કે નૃત્ય એ ઈશ્વરની દેન છે આપણે કદાચ આ વિચાર કરીએ તો ભગવાન શ્રીકૃષ્ણ એ સારા નૃત્યકાર હતા ભગવાન શિવ એ પણ એક મહાન નૃત્યકાર હતા છે તો હવે જ્યારે તમે તમારા ઈશ્વર અને પણ ક્વોલિટીઝમાં એક નૃત્યને અ એક નૃત્યનો સમાવેશ થયેલો જોઈ શકો છો તો આપણે એમ માનીએ કે ખરેખર નૃત્ય એ ખૂબ જ સુંદર અને મહત્વની કળા છે આપણે એક અ એ એ મને એમ લાગે છે કે સૌમાં જન્મજાત આ રહેલી છે એને બરાબર છે કે આપણે શાસ્ત્રીય નૃત્યોને બધું ઘણું બધું શીખી શકીએ છીએ એની બરાબર તાલીમ લઈ શકીએ છીએ વર્ષો સુધી શીખીને એક સારા નૃત્યકાર બની શકાય છે અને તમે જગતમાં પ્રસિદ્ધ પણ થઈ શકો છો પણ મારા મતે એક એની અંદર જ્યારે તમે આત્મસાત થઈ જાઓ ત્યારે એ કલા ખરેખર તમારી અંદરથી ફૂટે છે આ આ જે નૃત્ય જ્યારે તમે જુઓ એટલે સામાન્ય લોકો તમને કીર્તન કરતા જુઓ એક નાની ટોળી અ રસ્તા પર બસ ગાતી વગાડતી ભજનો પ્રભાતિયા કે થી માંડીને આપણા આપણા અ બધા ઉત્સવો તમે જુઓ જગન્નાથ રથયાત્રા કે તમે મટકી ફોડો જન્માષ્ટમી હોળી દરેકે દરેક સંસ્કૃતિ અને માં લોકોએ નૃત્યને રાસ ગરબાને ખૂબ જ અગવું સ્થાન આપ્યું છે અને મને એ લાગે છે ત્યાં સુધી કે જેમાં કદાચ તમે એની શાસ્ત્રીય રીતે કે કોઈ તાલીમ ન લીધી હોય છતાં પણ જો કુદરતની સાથે તાલમેલ લાગી જાય અને તમે જો

વરસાદના કે પવનના કે ગીત વૃક્ષના પાંદડાના એ બધાં અવાજો એવા પણ તમને ગીત સંગીત દેખાય એ નૃત્ય પ્રકૃતિનું નૃત્ય આ બધું જ ખૂબ જ મહાન અને એક અલગ જ અલગ જ અનુભવ કરાવે એવી વસ્તુઓ છે એટલે મને એમ લાગે છે ત્યાં સુધી તમે જો તમારા મનથી જો નૃત્ય કરો તો એના જેટલું સરસ તો કોઈ વસ્તુ નથી એ જ એક મહાન તમે મહાન નૃત્યકાર કહેવાવ અને આને જ મહાન નૃત્યકાર કહેવાય જે પોતાનું સર્વસ્વ ભૂલી જઈને એમાં ઓતપ્રોત થઈ જાય